હેલો હ બસ મજામાં સુરતમાં હું આવેલી છું તો સુરતમાં ખાવામાં શું ફેમસ છે વધારે પ્રખ્યાત બરાબર છે હ અત્યારે મેં સાંભળ્યું છે કે ઉનાળામાં ખાઉસા વધારે ખવાય છે કેરીના રસ સાથે અ તો એમાં કઈ કઈ ફ્લેવર આવે છે બરાબર એનો એની રકમ શું હશે ખબર છે કંઈ કિલોનો ભાવ હ બરાબર અને કઈ હોટલનો ફેમસ છે એ પણ નથી ખબર નથી ખબર બરાબર તો હ સુરત હ ખાઉસા ખાઉસા અને ખાજા અલગ મેં ખાજા ખાજા હ મેં ખાજાની વાર મને ખાઉસા હ હ હ બરાબર પણ ખાઉસામાં તો ગ્રેવી ટાઈપ હોય છે અને ગરમ ગરમ આવે છે મને પણ બહુ એટલા બધાં નહીં ભાવે એના કરતાં લોચો ખાવો સારો ગરમ હે અને આપણી સ્વાસ્થ્ય માટે પણ સારો તે બનાવ ઘરે પણ સારી રીતે વહેલો બની જાય ને એ ઇઝીલી હે સરસ તો આનો ટેસ્ટ કેવો હોય છે સ્પાઈસી હોય છે કે પછી મીઠો હોય છે હં હં એટલે હવે છે ને બધી લારી ઉપર મને ખાઉસા વધારે જોવા મળે છે ને એટલે મેં મને લાવો હું પૂછી લઉં તમને એટલા માટે ફોન કર્યો હ તો એનો તો એની રકમ તો બહુ નહીં હોય વીસ કે ચાલીસ રૂપિયા હશે ને ખાવામાં પણ જે મીડિયમ લોક વર્ગ હોય એમને પણ ખાવામાં પોસાય એટલી રકમ છે હ હ સારું ચાલો થેન્ક યુ આભાર હ હ બાય